હેલો નમસ્કાર હું ટાંક રાજવી બોલી રહી છું હા હાંજી સર એમાં સર એવું છે કે મેં મારી ફ્રેન્ડનો બર્થડે હતોને સર તો ઓર્ડર કરેલો છે ઓડર કરેલો હતો તેના મેં પે જ્યારે પેમેન્ટ કરતી હતીને સર તો પેમેન્ટ ન થયું હા બરોબર છે સર ઓકે એમાં એવું છે સર પેમેન્ટ તો રોકાઈ ગયું છે તો હવે ચાલુ કરવા માટે અથવા પેમેન્ટ કરવા માટે હવે આગળ કઈ પ્રોસેસ કરવાની તમે મને જણાવી આપોને હા ઓકે સર હા હાંજી ઠીક છે બરોબર છે સર હા તો તે પેમેન્ટ જે રોકાઈ ગયું છે હવે તે તમે ચાલુ કરી શકો છો તો મારે તમને કયા ડોક્યુમેન્ટ્સ અથવા નંબર આપવાનાં રહેશે સર હાંજી ઓકે હા તે સર હું મારો નંબર આપું છું તમને મારો નંબર છે નવ સાત પાંચ છ બે પચ્ચીસ અને છેત્તાલીસ ઓકે સર હા હા તે સર કેટલા ટાઈમમાં જે પેમેન્ટને રોકાઈ ગયું છે તે થઈ જશે ઓકે સર હાતે સર અને આપણે જે નંબર આપેલો છે એમાંથી કોઈ ઓટીપી કે એવું કાંઈ આવશે સર ઓકે હા ઓકે સર અને ક્યારે ક્યાં સુધીમાં મને મારો ઓડર મળી જશે સર બરોબર છે સર હા કાંઈ વાંધો નહીં સર પણ મારે અર્જન્ટ જોઈએ છે એટલા માટે કરવું જ પડે એમ છે સર કેમકે મેં તમને અગાઉ પણ જણાવ્યુંને કે મારી ફ્રેન્ડનો બડ્ડે હતો એટલા માટે મેં ઓડર કર્યો હતો અને એક બે દિવસમાં જ પરમ દિવસે જ એનો બડ્ડે છે અને બે દિવસ ઓડર લેટ આવે તો સર એમ પ્રોબ્લ્મ થાય એમ છે એટલા માટે જોઈએ છે સર ઓકે હાંજી હા હા કાંઈ વાંધો નહીં સર બને ત્યાં સુધી વહેલું બનેને તેમ કરીજ કરી જ દેજો મને કેમ કે એમાં એવું છે મારે જોઈએ છે સર પ્લીઝ ઓકે હા ઓકે સર થેન્ક યુ